જય ભોળા જય ભોળાનાથ જય ભોળાનાથ એમ કહું છું મહારાજ આપણે આ શિવરાત્રિની પૂજા કરવાની હતી ઘરે તો બધો સામાન અને પેલા દસ જાતની કંઈક પેલી અલગ અલગ અભિષેક કરવાના હોય છે ને દસ કે અગિયાર રીતના એ બધું જરાક લખાઈ દ્યોને એટલે ખ્યાલ આવે બરાબર

બરાબર ભસ્મ ભી આવે ને અંદર બરાબર આપણે ઘરે જ કરીએને એવું હોય તો મંદિરે બી કરીશું રાત્રે રાત્રિ પ્રહરવાળી મંદિરે કરીશું અને એક પૂજા ઘરે બી કરીએ એ રીતના

બરાબર છે બરાબર છે બરાબર છે અલ્યા આ તો હું પેલા ઘરે બરાબર છે બરાબર બરાબર ચોક્કસ તો પછી મલીએ ચાલોને મંદિરે હને મળીએ એમ મંદિરે હું આવી જઈશ એકાદ દિવસ આગળ હને ચોક્કસ ચોકકસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ હા જય ભોળાનાથ